અરે ભાઈ પરવેઝ તું ક્યાં છે તું મને દેખાતો નથી જો એક કામ કર હું આ રિલાયન્સનો સ્ટોર છે ને તેના ત્રણ દરવાજામાં પહેલો જમણા હાથનો દરવાજો છે તું આવે તો હું ત્યાં આગળ ઉભેલો છું ફ્લોર નંબર વન